હાલો શિવશક્તિ રેસ્ટોરેન્ટ હા આજે મેં આપને ફોન એટલાં માટે કર્યો હતો કે આજનાં ભોજનમાં શું છે આજે કોઇ નવું આપણે બનાવો છો કોઈ ઋતુ પ્રમાણે માની લો કે શિયાળો હોય તો એ પ્રમાણે કોઈ ઉંધીયું હોય કોઇ અડદિયા હોય કે કોઈ એ સિવાયનું કોઇ સારી વાનગી હોય એવું બનાવો છો અચ્છા તો તમારી પ્રખ્યાત વાનગીઓ કઈ કઈ બરાબર રસગુલ્લાં બરાબર ઢોકળાં સરસ બીજી આ હા એટલે એમ નહીં એટલે એ કઈ રીતે આપણે એ મેન્યૂમાં આવી જાય અંદર કે એક્સ્ટ્રા મંગાવવુ પડે અમારે બરાબર તો એનો ઓડર કરાવવો હોય તો આપણે જે એરિયામાં હું રહું છું ત્યાં આગળ આપ ઓડર લઇને મોકલ સપ્લાય કરી શકો ને મને એની આપણે કોઈ એપ્લિકેશન હોય તો એ એપ્લિકેશનમાં હું નોંધાવી શકું ને અચ્છા શિવશક્તિ રેસ્ટોરન્ટ એમ સર્ચ કરવાનું બરાબર પછી હા તો એનો રેટ શું છે આપણે જે મંગાવવું ફિક્સ થાળી અને ફુલ થાળી હોય તો એની અંદર કઈ રીતે ઇનક્લુડેડ આપો આપ બરોબર અચ્છા અને અમારે અગાઉથી માની લો કે ત્યાં ઓડર બૂક કરાવવો હોય અમારું કોઈ પાર્ટીનું કોઇ ફંક્શન હોય ને ત્યાં જમણવાર ગોઠવવો હોય માની લો કે ડીનર તો ત્યાં આગળ આપ ઓડર પણ લેતા હશો ને એક દિવસ અગાઉ જાણ કરવી પડે બરાબર છે અચ્છા પછી બીજું ઉંધીયુ બરાબર છે થેપલા અને દહીં સાંજે સરસ એ મને ગમ્યું બરાબર દહીં ખીચડી કઢી બધુંય સાથે ગુજરાતી ભાણું ટૂંકમાં આપણે કહીએ એ આવી જાય એમ ને હં હં એ સિવાય નવું ટોઠા અચ્છા ટોઠાનું હજી ઘણીવાર કરે છે રીંગણનો ઓળો પણ હોય એમ ને એ શિયાળા પૂરતો જ બરાબર છે અચ્છા એ સિવાય કોઈ નવું કારેલાનું શાક અને ભજીયા ઓહો સરસ સરસ આ નવું જાણ્યું મેં હોં કારેલાનાં ભજીયા વિશે સાંભળ્યું હતું ખરું પણ આપણા એરિયામાં જ બને છે એવું તો મને આજે ખબર પડી આ હા હા બીજું એક મારી તમને એક ડીમાન્ડ છે ગ્રાહકોની છે એમ માનીને તમને વાત કરું તો પેલા કેપ્સિકમ મરચાં આવે ને એનું શાક આ એરિયામાં નથી બનતું તો જો એ આપ કોઇ સારો એવો સેફ લાવીને એને બનાવવાનું કરો તો આપણા એરિયાની અંદર એની ડીમાન્ડ ઝાઝી છે લોકોને બધા બહાર દૂર દૂર જમવા જાય છે એ બરોબર તો મારી એક સજેસન છે આપને કે એ કરી શકાય કરવું ના કરવું એ તો તમારા મેનેજમેન્ટ ઉપર છે પણ આ તો એક જસ્ટ આની રિક્વાયરમેન્ટ છે બરાબર હા હા હા બરાબર ઓકે એનાં ઉપર કામ ચાલે છે એમ સરસ સારું કહેવાય લો અમને આનંદ થયો કારણ કે આ વસ્તુ બધી એવી છે કે હવેના સમયમાં ખાન પાન ખાણીપીણી ટ્રેડિશનલ જે ડીશો હોય એ બધાય લોકો સર્ચ કરતા જ હોય છે નવું નવું લોકોને ગમતું હોય છે પાછું બરોબર અને એ જો આપણા એરિયામાં મળતું હોય તો લોકોને ક્યાંય બહાર જવું ન પડે અને હેલ્ધી ફ્રૂડ ખાવાની જે સબ્જી છે સારી વસ્તુ એ આપણને મળે બરોબર ના ના સ્યોર કારણ કે આ બધી વસ્તુ હવે છે ને લુપ્ત થતી જાય છે ધીરે ધીરે અચ્છા આ મેં નવું જાણ્યું એમ કે આપ હવે ગેસનો ઉપયોગ ઘણી રસોઈ બનાવવામાં નથી કરતા લાકડાથી જ એમ સરસ લાકડાથી માટીમાં દબાવીઇને ઓહો તો આ તો બહુ ગજબ કહેવાય હોં અને એનો જે મીઠાશ મળે આપણને એ આધુનિક યુગમાં જે ચુલાઓ આમાંય ગેસ ઉપરથી અથવા કોઈ બીજી રીતે પકવીને ના મળે એવો ટેસ્ટ એમાંથી મળે કારણ કે નાના આપણે હતા ને ત્યારે આ ખાધેલું છે આપણે કે માટીનાં વાસણ હોય એની અંદર એ પકવવામાં આવે અને પછી એનો જે ટેસ્ટ હોય એ તો એની તો કોઈ મોટી રેસ્ટોરન્ટ પણ ન આપી શકે એવું આપ કરો છો એ મને બહુ ગમ્યું તમારી આ નવી વસ્તુને સેલ્યુટ કારણ કે આનાથી તો બહુ ઘણું બધું અ આરોગ્યમાં પણ ફાયદો થાય અને એનો જે ટેસ્ટ મળે એની તો વાત જ ન થાય